આપ સૌને ખબર જ હશે ગુજરાતીઓમાં અલગ અલગ કવિ કવિઓ દ્વારા કે લેખકો દ્વારા જુદી જુદી નવલકથાઓ લખવામાં આવી છે આ લેખકોએ પોતાના જે શબ્દ છે તેઓ નવલકથાઓમાં ઉતાર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આ નવલકથાઓ આપણને ઘણું બધું શીખવાડતી હોય છે આ નવલકથાઓમાં ભવની ભવાઇ છે કે ગમે તે અરેવા અરેવા છે રેવા નદી પર નર્મદા નદી ઉપર બનાવામાં આવી છે એમના એ છે વગેરે લવની ભવાઇ પન્નાલાલ પટેલે લખી હતી આમાં તેઓએ તેમના શબ્દો ઉતાર્યા છે આપણે કઈ શકાય કે તેઓ છે પન્નાલાલ પટેલની અલગ અલગ નવલકથાઓ જેમકે કારમો દુકાળો દુકાળ પર તેઓએ લખ્યું છે કે તેઓ ટાઈમે કઈ એટલો મોટો દુકાળ પડ્યો છે કે લોકોમાં લોકોને પાણીના ફાંફા પડે ખાવાનું નહીં મળે તો એ લોકોએ ત્યારે જે સ્થિતિ હતી તેનું વર્ણન ઊંડાણપૂર્વક કર્યુ છે જે વાંચતાં લોકોના હૃદય થંભી જાય છે તો આપણે એ વિશે જાણીએ તેઓ દુકાળ પડ્યો હતો ત્યારે બધું સુકાઈ ગયું અને લોકો મરતા નહોતા તો જોઈ જોઈને એ લોકો એક કાંઇ ખાવા નહીં મળે પાણી નહીં મળે બહુ ટાઈમથી વરસાદ નહીં મળે તો એ લોકોએ એમના જે પ્રાણીઓ હતાં એમને ચીરીને ખાવાનું શરૂ કર્યુ અને એ લોકોએ ત્યારની જે એક દયનીય સ્થિતિ હતી તેઓ વિશે વર્ણન કર્યુ પાણીના પણ ફાંફા હતા અને લોકો મરતા હતા લોકો જોઈ જોઈને તેઓ પણ ખૂબ ઉદાસ થયા અને તેઓ વિશે તેઓ પર તેઓએ આ નવલકથા લખી છે અને જોઈ જોઈને તેઓ એક ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કર્યો અને તેઓએ તે આ નવલકથા લખી નવલકથામાં એ લોકોએ લોકોની ર દયનિય સ્થિતિ વિશે વર્ણન કરી હતી બધા લોકો જાણે પાન પાન ખરે છે પાનખર ઋતુમાં તેવામાં મરતાં હતાં તો એમના વિશે તેઓએ આના વિશે માહિતી આપી